હું પોતે વાપી એને કેવા રોડ કરીને પેકેજિંગ કરી દેવાનો કહેતો હતો જે આ જાપાન એ જાપાનથી જ ઓટોમેટિક ફાઇવ પ્લગ મશીન હતું અને બાકીના મશીનના પેંટિંગને બધા પણ ઓટોમેટિક હતા એ કોઈ સંજોગોમાં લાઇટ જાય તો એવા સમયે અમારી પાસે બીજા કોઈ મોટો વિકલ્પ તો હતો નહીં પણ એવા ટાઈમે માણસો પાસે બોક્સની લાઇન ગોસ હોય ગોઠવણી કરાવીએ સાફ સફાઈ કરાવીએ એવા નાના નાના એવા થઈ જતાં કામ કરાવીએ સાથે અમારી કંપનીમાં મોટો ગાર્ડન હતો તો ગાર્ડનની સાફ સફાઈ બી કરાવતા હતા એમ નવા વૃક્ષો વાવ્યા વિગેરે ઘણા બધા કામ એ પણ અમે કરાવતા હતા તે સિવાય બીજા તો ખાસ કામ ઇંવેટર તો હો હો હોતું જ નથી કારણ કે ઇંવેટર ખાલી ઓફિસમાં હોય ઓફિસમાં ચાલતી હોય ત્યારે ઇંવેટર ચાલુ હોય ના ભલે